હલો હા નમસ્તે સર સરગમ મ્યુઝિક ક્લાસીસમાં હું વાત કરી રહી છું હા નમસ્તે સર હુ અહીંયા આણંદ જીટોડિયા રોડ ઉપરથી વાત કરું છું આપના ક્લાસીસમાં શું શું શીખવવામાં આવે છે કારણ કે મારી ઈચ્છા છે કે મારો દીકરો છઠ્ઠા ધોરણમાં ભણે છે અને એને મ્યુઝિકમાં ખૂબ રસ છે તો આપના ક્લાસમાં એને મૂકવાની ઈચ્છા છે તો આપ શું શું શીખવાડો છો અરે વાહ એને આમ તો એને હાર્મોનિયમ વગાડવામાં રસ છે અને ગાવામાં રસ છે એમાં ખાસ કરીને શાસ્ત્રીય સંગીત એ શીખે એવી મારી ઈચ્છા છે હા એટલે આપના ટાઈમિંગ અને આપની ફી વિશે જાણવું હતું કારણ કે એ પણ સ્કૂલમાં અભ્યાસ કરે છે એટલે સ્કૂલમાંથી હા એનો સ્કૂલનો ટાઈમ સવારના આઠથી બપોરના ત્રણ સુધીનો છે પછી એના ભણવાના ક્લાસીસ પણ ચાલે છે એટલે આપ કયા દિવસે એને સાંજના સમયે અનુકૂળ હોય એવો સમય આપી શકો બરાબર હા ચોક્કસ ફાવશે સર હં વાંધો નહીં સર તો હું એને લઇને આપ કહો ત્યારે મળવા આવી શકું આપને ચોક્કસ સર તો મળી અને આપણે બધું ફાઇનલ નક્કી કરીએ અને પછી આપના ક્લાસમાં હું એને જે ત્રણ દિવસ તમે કહો છો કયા ત્રણ દિવસ આપ આપી શકશો ચોક્કસ સર થેન્ક્યુ વેરીમચ